હા જી બોલો હેલો હા બોલો

હા હું નડિયાદ ટાઉન પોલીસમાંથી બોલું છું ઇશ્પેક્ટર સાહેબ હા બોલું છું

હા હા જી

હા તો હા તો મને હું તમે ચિંતા ન કરજો હવે હું ઇંકવાઈ કરાવું છું હા તમે તમે તમારું પર્સ કેવું કેવું દેખાય છે કેવા કલરનું હતું

હા તેમાં દાગીના પૈસા હતાં

હા ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ હતું એમાં હા તો એમાં નામ બતાવો નામ બતાવો તમારું શું નામ હતું બરાબર હા તમને હા તમે તમે તમારા ફોનનો નબર નંબર બતાવો ઈમેલ ઈમેલ જોઈશે ને તમારો ફોનનો નંબર બતાવો બરાબર છે બરાબર છે સારું આઈ આઈએફકે નંબર છે એફ આઈ એફ આઇ એન એફ આઈ આર એના લીધે પૂછું એફઆરઆઇ બનાવી દઉં છું એફ આર આઈ બનાવી દઉં છું ઓકે